અમારા કેન્દ્રની વાત કરીએ તો સામાન્ય રીતે મરઘા ઉછેરમાં એક ક્ષેત્રમાં એક ફાર્મમાં પાંચસોથી સાતસો મરઘાં ઉછેરવાનું લોકો નક્કી કરે છે એટલે કે મરઘા જે બચ્ચા છે એ પાંચસો સાતસો બચ્ચા ઉછેરવા માટે અનુકૂળ જગ્યા પર એ લોકો લાવીને એવી રીતે ઉછેરવા માટે લાવતા હોય છે એમાંથી અમુક રોગચાળાના લીધે અથવા અમુક એવા અનુકૂળ વાતાવરણ ન મળવા સાથે કુદરતી એવી આપત્તિઓ સાથે લડીને અમુક મરઘા એમાંથી મૃત્યુ પામતા હોય છે એટલે સરેરાશ આપણે વાત કરીએ તો ત્રણસો ત્રણસો સાળી ત્રણસો મુરઘા પાંચસોમાંથી એ મોટા થઈને ઉપયોગમાં આવે છે એટલે અમારા વિસ્તારમાં એ રીતે એક એક પોલ્ટ્રી ફાર્મમાં એટલે કે એક વિસ્તારમાં એ પાંચસો છસ્સો મરઘા જેવા લાવીને એનો ઉછેર કરવામાં આવે છે એવી રીતે અલગ અલગ વિસ્તારમાં ઘર બનાવાતા હોય છે મરઘાં માટેના એક માટીનું આખું એક ઓરડો બનાવી એમાં ખુલ્લા વાતાવરણમાં જાળીઓ લગાવીને ઉપર છત પણ એવી વ્યવસ્થિત બનાવીને એવી રીતે એનો ઉછેર કરવામાં આવતો હવા ઉજાસ વાળી જગ્યા પર એક ઓરડીમાં પાંચસો જેટલા મરઘા મૂકી અને મોકળાશ વાળી જગ્યા મળી રહે એ રીતે એનો ઉછેર કરવામાં આવે છે આ ઉપરાંત અન્ય પસુ પક્ષીઓની વાત કરીએ તો એમાં બકરા ઘેટા અથવા બતક જેવી અમુક અમુક પ્રજાતિના પશુ પક્ષીઓ જે વ્યવસાયીક રીતે ઉપયોગમાં આવી શકે ખાસ કરીને બકરા ઉછેર અને મરઘાં ઉછેર એ મુખ્યત્વે લોકો ઉપયોગમાં કરતાં હોય છે બકરા ઉછેરમાં દૂધ માટે અને બીજી બકરા બકરા સિવાય ઘેટાનો ઉન માટે ઉત્પાદન માટે એનો આપણે ઉપયોગ કરતાં હોય છે બકરામાં પણ દૂધનો ઉપયોગ એ વધારે પડતો કારણ કે બકરીનું દૂધ એ ખૂબ જ સારી ગુણવતા વાળું અને આપળા સ્વાસ્થય માટે પણ સારું હોય છે એટલે બકરીઓનો ઉછેર પણ એ જ રીતે કરવામાં આવે છે એક વાડો બનાવી એમાં લગભગ પચાસથી સો જેટલા બકરા બકરીનો ઉછેર કરીને એને એવી રીતે ઉછેરવામાં આવે છે ખાસ કરીને ભરવાડ પ્રજાતિના જે લોકો છે એ એ લોકો બકરાઓનો ઉછેર સામાન્ય રીતે કરતાં હોય છે વર્ષોથી એ આ જે આહીર સમાજ તેમજ બીજા અમુક જે ભરવાડ સમાજ કહી શકાય એ લોકો ગાય ભેંસ તેમજ બકરા ઘેટા આ બધાનો ઉછેર કરતાં હોય છે અને આજે આપણે વ્યવસાયીક રીતે જોઈએ તો પશુ પાલન એ ખૂબ જ એમ જોવા જઈએ તો સારી બાબત છે જેમાં આપણે ઘર બેઠા આપણે ક્યાંક બહાર જવાની જરૂર પડતી નથી ઘાસચારો પણ આપણા ગામમાં એ આસાનીથી સામાન્ય રીતે ઘાસ ચારો મળી જતો હોય અને મરઘાં ઉછેરમાં પણ એવી જ રીતે અલગ પ્રકારનો પશુ આહાર એ એમાં લાવો પડતો નથી જે અમુક દવાઓને સારી ગુણવતા વાળો ખોરાક એમને મળી રહે એ સરળતાથી ગામડામાં મળી રહે છે આ પશુ પક્ષી ઉછેરમાં વ્યવસાઈક રીતે ફાયદામંદ રહે એવા પશુઓની વાત કરીએ તો મરઘા ઉછેર એ વધું પ્રમાણમાં થતું હોય છે કારણ કે મરઘા ઉછેરમાં ત્રણથી ચાર કે પાંચ મહિનામાં ત્રણેક મહિનામાં હવે તો આપણે ઇન્જેકશનોનો ઉપયોગ કરીને લોકો મહિના દોઢ મહિનામાં પણ એ મરઘી ત્રણથી ચાર કિલોની અથવા બેથી ત્રણ કિલોની મરઘી એ થઈ જતી હોય છે પણ એ એક રીતે જોવા જઈએ તો એની આડઅસર પણ ઘણી જોવા મળે છે કારણ કે માસ જે છે એ સારી ગુણવતા વાળું આપણને મળતું નથી કારણ કે આપળે દવા કેમિકલ ઇન્જેકશનનો ઉપયોગ કરીને જે મરઘાઓનો ઉછેર થાય એનું પછી માસ પણ આપણને એ રીતનું જ સારી ગુણવતાવાળું મળતું નથી તો વ્યવસાયીક રીતે જોઈએ તો બકરા પાલન એમાં જે ગાય ભેંસનો ઉછેર એ પણ એક વધુ સરળતાથી કરી શકે છે લોકો અને પહેલા વખતમાં એવું હતું કે ગામળાઓમાં ઘરે ઘરે ગાય અને ભેંસ તો હોય છે મરઘા ઉછેર એ લોકો ઘરે ઘરે દસ બાર પંદર મરઘાઓ રાખતા હોય છે પણ જે પોલ્ટી ફામની વાત કરીએ તો એમાં ઘણું સમય માંગી લે ઘણી આવડતો અને ઘણી પૈસા પણ થોડા ઘણા એમાં રોકવા પડતા હોય છે તો એ સામન્ય રીતે લોકો જે ધંધાકીય મોટા જે હોય વેપારીઓને બધા એ લોકો ખાસ કરતાં હોય છે ઘરના સામાન્ય જે વર્ગ વાળા લોકો છે એ લોકો પશુપાલનમાં ગાય ભેંસ જેવા રાખતા હોય છે એમાંથી દૂધ ઉત્પાદન કરીને કારણ કે દૂધની કિંમત આપણે જોઈએ છીએ તો દૂધની કિંમત આજે ધીરે ધીરે એક લિટરની પચાસથી સાહીઠ રૂપિયા એક લિટર એના કિંમત હોય છે તો એ રીતે એ લોકો એનો વ્યવસાયીક રીતે ઉપયોગ કરે છે હવે આપણે વાત કરીએ તો ગાય અથવા ભેંસ જે છે એ દિવસમાં બે વખત દૂધ આપે છે એક તો સવારના સમયે અને એક સાંજના સમયે એના માટે વધુ પડતા આપણે એને ખોરાક પાણી પણ એટલા બધા સામાન્યથી આપણને નોર્મલ રીતે મળી જતાં હોય આપણી ઘરની આસપાસ જે ઘાસ ચારો ઊગતો હોય જે આજુ બાજુમાં ઝાડી જંગલમાંથી જે ઘાસચારો મળે એ જ આપણે ગાય ભેંસને આપતા હોઈએ છીએ એટલે એમાં પણ પશુ પાલકો જે છે એ ખાસ કરીને ઘાસ ઉગાડતા હોય એટલે એમને ઘર બેઠા જ એ બધું મળી જતું હોય હવે આજે અમુક પોષક તત્વો જે આપણે મેળવવાના હોય એને દાણ કઈ શકાય જે પશુઓ માટે એટલે કે ગાય ભે ભેંસ માટે દાણ એટલે કે એક પ્રકારનું મિશ્રિત કે અલગ અલગ ઘટકો જેમ કે મકાઈ છે જુવાર છે બાજરો છે આ બધાનું મિક્સ કરીને એક નાના નાના દાણાઓ જેવું એ એનું ખાવાની વસ્તુઓનું એ મિશ્રણ કરીને એનો ખોરાક તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે તો આવી રીતે ઘણી બધી આપણે સામાન્ય બાબત જોઈએ કે પશુઓમાં અમુક વિવિધ પ્રકારના ખોરાકોનો ઉપયોગ એ આપણે સરળતાથી મળી શકે છે આ ઉપરાંત મરઘા પાલન અને પશુપાલનની વાત કરીએ તો મરઘા પાલનમાં થોડું વધારે સમય તેમજ થોડી પૈસા આપણે વધારેના પડતા નાખવા પડતા હોય છે કારણ કે એમાંથી જેમ કે મેં વાત કરી કે પાંચસો સાતસો મરઘાનું એક પોટરી ફામમાં આપણે ઉછેર્યા હોય તેમાંથી અમુક ટકા જે છે એ મૃત્યુ પણ પામતા હોય એટલે એ પણ એક આપણને બિસનેસમાં કે ધંધામાં ઘાટો થવાની શક્યતા રહી છે પણ વ્યવસાયીક રીતે ફાયદામંદ એમ બધું કહી શકાય પણ ફાયદામંદની વાત કરીએ તો મેં જેમ ગાય અને ભેંસની વાત કરી તો તો એ ગાય એ બે ટાઈમ દૂધ આપે છે અને એક ટંકે અમુક ગાયો સાતથી આઠ લિટર સવારે અને સાતથી આઠ લિટર સાંજે એવી રીતે અમુક જે સારી ગુણવતા વાળી ગાયો હોય છે એ વધુ પણ દૂધ આપે છે પણ સરેરાશ આપણે ગણીએ તો ચારથી પાંચ લિટર સવારેને ચારથી પાંચ લિટર સાંજે એમ દસ બાર લિટર આખા દિવસનું દૂધ એ મળતું હોય છે ને ત્યાં ડેરીમાં આપણે જ્યારે જઈએ ત્યારે એક લિટરના ચાલીસથી પચાસ રૂપિયા એટલે ચાલીસ રૂપિયા ગણીએ તો સવારના પાંચ લિટર એટલે પાંચ ચોક વીસ બે હજાર રૂપિયા સવાર અને બે હજાર રૂપિયા સાંજે એમ કરીને ચાર હજાર રૂપિયા જેવા એક દિવસના તેમાંથી આપણે બે હજાર કાઢી નાખીએ કે હજાર રૂપિયા કાઢી નાખીએ ત્રણ હજાર રૂપિયા રોજ પ્રમાણે ત્રણ તાળી નવ એટલે કે નેવું હજાર રૂપિયા એમાંથી આપણે થોડા દસ વીસ હજાર રૂપિયા કાઢી અને સાહેઠ સિત્તેર હજાર રૂપિયા મહિને આરામથી જે કમાઈ શકીએ છે એવી રીતે આપણે મરઘા અને બધા પશુઓ માં પણ એ જ રીતે હોય છે પણ આમાં અમારા વિસ્તારમાં વ્યવસાયીકની દ્રષ્ટિએ ફાયદામંદ એ પશુમાં ગાય ભેંસ જેવા વધારે પશુઓનો એમાં ઉપયોગ એ લોકો કરે છે કારણ કે એમાં જેમાં હવે કોઈપણ ધંધા કરવા બેઠા હોય તો એમાં ફાયદો જ જોઈએ છે તો ફાયદાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ફાયદામંદ એ જે મોટા પશુઓ છે એમાં વધારે પડતો ફાયદો આપણને થાય છે